એ બોલો ભાઈ તમારો મને થોડી વાર પેલા મીસ કોલ હતો પણ હું એક કામ કરતો તો હા હા બોલો બોલો ભાઈ હ તો હું શું કરું એમાં હા હવે આવીને કાઈ કામની વાત હ હ હ હ હ એટલે પણ એમ એમ શું ખર્ચો થાસે એમ નો હોય મારે બધું થોડુંક થોડું ઘણું વિસ્તારથી જાણવું પડે ભાઈ કે હું જેટલું તમને પૂછું એવી તમારી પાસે જગ્યા ઉપલબ્ધ છે એટલા સ્વિચ બોર્ડ છે કે નઈ તમારે વીજળીનું કેવુંક છે કે ભઈ લાઈટ આ વધારે હોય છે કે નથી વઈ જાયે છે એને શું પ્રોબ્લમ હોય તો ઈ પ્રમાણે એનું કરું પડે ને હા તો હું તમને એમ પૂતો તો કે કેટલા તમે સ્કેવેર ફૂટ કીધા બરોબર સાતસો આઠસો સ્કેવેર ફિટ ઓકે તો સાતસો આઠસો સ્કેવેર ફિટનું હોય એટલે તમારે સેજેય દસેક સિરીજ તો જોઈએ અને ઓલા શણગારવા વાળાને કીધું છે બાકી મારો એક જાણીતો છે ઓકે તો આપડે શણગાર વાળાને કઈ દયું છું હમણાં બરોબર તો દસ સિરીજ છે પછી આ હેલોજન છે ઓકે એટલે તમારે સાતેક હેલોજન જોશે દસ નઈ સાતસો સ્કેવેર ફિટ એટલે તમારે લગભગ પંદરથી સોળ જેવી સિરીજ જોશે મોટી નાનકડી નઈ નાનકડી તો લગભગ સો એક જોશે પણ મોટી સિરીજ તો પંદર એક જેવી જોશે કે જે તમારે આખું ઘુંમટ જેવુ બનશે ત્યાં આખી ઉપર ફરતે સિરીજ બનશે

એટલે એમાં ધારો ઈ તમે લાઈટ કરી શકોને ઈ લાઈટ ઉપર અતારે રાખવું પડશે મોટા ભાઈ એનો ખર્ચો અલગથી આવશે બરોબર તો ખર્ચો બરોબર અને બીજું એક મિનિટ ખર્ચો તમને કઈ દઉં પણ તમારે લાઈટનું સુવિધા કેવી આવન જાવનની કેવી સુવિધા જનરેટર છે વાહ લ્યો તો તો કાઈ આપડે સુખ છે તો આપડે ખર્ચો માંડીએ તો જરાક હું ટોટલ મારી લઉં લાઈટના આપડે લાઈટના અગયાર હજાર આના હેલોજનના આઠ હેલોજનના આપડે બાપુ લીધા વીસ હજાર અને એમાંથી ત્રણ હેલોજનના જ અલગથી છે અને ઉભા રહ્યો હવે હું કનેક્શન મળી જાશે ને તો હું ટોટલ મારી લઉં ઉભા રહ્યો એટલે આપડે હેલોજનના વીસ હજાર પેમેન્ટ આના અગયાર અને બધાએ ફિટ કરાવા વાળાના આપડે બાપુ ગણીએ તો પંદર હજાર એટલે વીસ ને અગયાર એકતાલી એકતાલી ને પંદર કેટલા થાય ભાઈ

કાલે જણાવું ને હા તો વાંધો નઈ હાલો